હા કેમ

મજામાં તમે શું કરો છો હા હુંએ હમણાં બેસું છું તમે કઈ સિરિયલ જોવો છો હા અનુપમામાં અત્યારે કયો એપિસોડ હાલે છે શું હાલે છે અનુપમામાં આય હાય અનુપમા મરી જાશે નો હોય ઓહો ના પણ અનુપમા વગર અનુપમાની સિરિયલ કેમ હાલે મને તો નથી લાગતું હાલે એમ અનુપમાંથી તો સિરિયલ હાલે છે અરે યાર તોતો મજા નઇ આવે હો જોવાની હવે અનુજે મરી જાશે હા ઇએ છે તોજ સિરિયલ આગળ વધેને હા હા હેય હા આ જેઠાલાલ માં જોવો હમણાં દયા આવવાની જ છે દયા વયગઈ તી આવતી તો નથી પન દયા વગર સિરિયલ જોવાની મજા જ એમ નઇ દયા વગર તો ઇ સિરિયલ કેવી અધૂરી થઈ ગઈ છે એવી રીતે અનુપમાની સિરિયલ પણ અધૂરી જ રઈ જાશે તો મજા નઇ આવે બધા વાત જોશે પોપટલાલના લગન તો થાસેજ નઇ આખી સિરિયલ પૂરી થઈ જાશેને તોય હા હા ઇ છે ટપુના લગન થ્યા થાસે કે નઇ થાય ના ટપુ હવે પેલાતો ઠીક નાનો હતો હજી મોટો થઈ ગ્યો તોય લગન નથી થતાં હા હું હાલે છે બાકી એ હા વાંધો નઇ હાલો હુંએ હેને થોંળુંક કામ પતાવી દઉ હો આવજો